હા અમારા ધર્મ અને આરોગ્ય સંભાળ માટે શિક્ષા આપે છે ધર્મ માટે પ્રાર્થના અને આરોગ્ય માટે ધ્યાન કરીએ છીએ આરોગ્ય માટે જે ધ્યાન કરીને બેસીએ છીએ તે શારીરિક વ્યાયામ નથી પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને વધારવાનું કામ કરે છે ધ્યાન શ્વાસની તકલીફો એટલે કે શારીરિક બધી જ તકલીફો દૂર કરે છે શરીર અને મનને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે ધર્મ એ દરેક જુદા દા ધર્મો માં લાગણી એકતા હોય છે જ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે તે આંતરિક શાંતિ અને સંતોષ અનુભવ કરાવે છે ધર્મ સમાજને સેવા કાર્ય વ્યક્તિને માનસિક અને ભાવના રૂપથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદ થાય છે ધર્મ અને આરોગ્ય સંભાળ સમની સંભાળથી શિક્ષાથી અમને શાંતિ મળે છે તેનાથી આત્મવિશ્વાસ વધે છે શારીરિક અને માનસિક જીવનને શાંતિમય બનાવે છે એટલે કે આપણે જે પણ ધર્મ હોય હિન્દુ હોય તો મંદિર જાય મુસ્લિમ હોય તો મસ્જિદમાં જાય અને ખ્રીશ્ચન હોય તો ચર્ચમાં જાય એ પણ ગમે તે જાત કે જ્ઞાતીના હોય તેમને શાંતિ મળે છે અમ એ એ એનાથી અમને સાંધિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળથી શાંતિ મળે છે